આમ તો અમારા વિસ્તારમાં ફરવાની ઘણી જ જગ્યાઓ છે પ્રવાસીઓનો મારો પણ ઘણો રહે છે કારણ કે દરેક સીઝનમાં અહીંયાં જોવા માટે નવા સ્થળો છે જ અલગ અલગ સ્થળો છે કે જે તમે અલગ અલગ ઋતુઓમાં એની મજા લઈ શકો એટલે લોકોનો ધસારો ઘણો રહે છે પણ હવે લોકો અમુક લઘુતમ સેવાઓ તો ઈચ્છે કે એ હોય તો જ એ લોકો આવે વધારે રોકાય અને નહીં તો પછી રાત રોકાવા સિવાય જ્યારે જવા આવવાનું થાય છે તો એ લોકોને દૂર સુધી આવ્યા પછી આટલા લાંબા અંતરના પ્રવાસ પછી માટ માત્ર આટલો સમય ગુજારવા મળ્યો એનો અફસોસ રહે છે એટલે મારું માનવા પ્રમાણે આપણે ત્યાંના જે જંગલોમાં જે જોવાલાયક સ્થળ છે એની ઋતુઓ પ્રમાણેની બુકિંગ વ્યવસ્થા ઓનલાઇન કરી દેવી જોઈએ અને ત્યાં દરેક જગ્યાએ આપણે સારા રહેવાના નિવાસસ્થાનો ઊભા કરવા જોઈએ અથવા તો ત્યાં રહેનારી રહેનારા સ્થાનિક લોકો સાથે હોમ સ્ટે જેવો ઓપ્સન વિકલ્પ વિચારવો જોઈએ કે જેથી એ લોકોને સ્થાનિક સંસ્કૃતિથી પણ પરિચિત થવાય અને આસપાસનું કુદરતી સૌંદર્ય પણ માણી શકે આ સિવાય જે બીજા બધા દૂરના મોટા શહેરો છે કે ત્યાંથી આવનારા લોકો છે એમને આ શહેર સાથે અને શહેરની નજીકના વિસ્તારમાં ફરવા માટે આ શહેરમાં એક વિમાનમથક હોવું જરૂરી છે અને નિયમિત મોટા શહેરોમાંથી ત્યાં ફ્લાઇટ આવે એ જરૂરી છે તો વાહન વ્યવહાર માટે આ જરૂરી છે અને બધા જ સ્થળો જે કંઈ જંગલના છે દરીયા સાથે સ સ સંકળાયેલા છે કે પર્વત સાથે સંકળાયેલા છે એ બધા જ સ્થળોના રસ્તાઓ નિયમિત રીતે એનું સમારકામ થતું રહે અને હંમેશ માટે ત્યાં વસ્ત વચ્ચે વચ્ચે રસ્તાઓ પર અમુક અમુક અંતરે કોઈને કોઈ મદદ મળી રહે એવી મદદ માટેની મદદ માટેના મથકો ઊભા કરવા જોઈએ કે જેથી કરીને પ્રવાસીઓ આવે તો ક્યાંય એ અટવાય નહીં અને પોતાની નિશ્ચિત જગ્યાએ પહોંચી શકે અને સરસ રીતે કુદરતને પણ માણે અને પોતાનો સમય પણ પસાર કરે વળી વધારે પ્રવાસીઓને આકર્ષવા જો હોય આપણે તો એને માટે અમુક સમયે પેકેજ જાહેર કરવા જોઈએ કે અમુક છૂટછાટ આપવી અમુક રીતે એમને પૈસામાં ફાયદો થાય એવું કરી આપવું જોઈએ વળી સ્થાનિક સંસ્કૃતિ સાથે એમને પરિચય થાય એના માટે પણ કંઈક ગોઠવણ કરવી જોઈએ કે જેથી સ્થાનિક લોકોના ઉત્સવો હોય એમાં એ લોકો ભાગ લે અને એ ઉત્સવોની એમને જાણ કરવામાં આવે તો એમને વધારે મજા આવે અને વધારે સારી રીતે એ અહીંયાં કુદરતની સાથે રહી શકે તો આ બધા પગલાઓ લેવા જરૂરી છે